હા મેડમ હું આ પાંચ દશ મિનિટ તમારી સાથે વાત કરી શકું છું મારે આ સિલ્વર જે દીવડા મળે છે ને એનો મારે ઓડર આપવાનો હતો હમણાં દિવાળી આવે છે ને તો તો મને કેટલા ટાઈમમાં મળી જશે હા હા

એટલે મારે છે ને ગિફ્ટમાં આપવાનાં છે બધી જે છોકરીઓ જે આ નવરાત્રિમાં રહેતાં હોય ને એ બધાને ગિફ્ટમાં આપવાની છે એટલે એક પેકિંગમાં આમ કેટલાં દીવડા તમે હોય છે તમારે હા એટલે હા એટલે એકમાં છે ને બધાને છ છ પીસ આવે ને એવી રીતે મારે ત્રીસ બાળાઓ છે ને ગિફ્ટ કરવાનું છે તો તમે એ રીતે મને અરેન્જ કરીને કહેજો કે કઈ રીતે આપણે ભાવ શું છે અને કેટલા મને કાંઇ થોડું ઘણું ડિસ્કાઉન્ટ કરી આપશો હા હા

હા હા એટલે તમે વોટ્સએપમાં મને મોકલજો એટલે હું એમાંથી સિલેકટ કરી લઇશ તો પાંચસો રૂપિયા હોય ને તો મેડમ આપણે ત્રણ ત્રણ કરીએ એમ કરીએ તો કારણ કે મારે તો પછી બીજી બે ત્રણ ગરબીમાં ગિફ્ટ કરવાના છે તો મને સારું પડે એવી રીતના ભાવ તાલમાં તમે કરી દેજો તો માંરે બીજે ક્યાંય બીજી જ્વેલરીમાં જવું નહીં તમારી સોપ ઉપરથી હું બધું લઈ લઉં બરાબર છે

હા એટલે તમે મને મોકલાવો હું જોઈ લઉં અને પછી હું નક્કી કરી ડિઝાઇન ને દીવડાની ને પછી બીજી પણ કાંઇ ગિફ્ટ દેવાની હોય ચાંદીની તો એ બધુ હું જોઈ અને તમને સાંજ સુધીમાં વોટ્સઅપ કરી દઉં છું બરાબર છે અને મેડમ ભાવમાં થોડુંક કરી દેજો મને હોં કારણકે બાળાઓ માટે છે ને તો તમે થોડુંક ડિસ્કાઉન્ટ કરી દેજો નવરાત્રિનાં નિમિત્તે બરાબર હા તમારૂં બહુ નામ સાંભળેલું છે અમને આશા છે કે તમે અમને બહુ સરસ કરીને આપશો બરાબર ને ચાલો ઓકે ધન્યવાદ હં ધન્યવાદ